લોકડાઉનમાં અમે લોકો લોકડાઉનમાં એટલે કોઈ પણ વસ્તુ આપણે બહારથી લાવી શકીએ નહિ અને કંઈ પણ કરી શકીએ નહિ તો એના માટે નહિ આવડતી વસ્તુ પણ અમે લોકડાઉનમાં શીખ્યા પહેલું તો અમે ર ન રસોઈ માટે નહિ આવડતી એવી વાનગીઓ જાતજાતની બનાવતા શીખ્યા કે ભાઈ બેકરીની આઈટમ પંજાબી આઈટમ શાકભાજી કોઈ પણ આપણે રૂટિનની ગુજરાતી આઇટમો પણ જે નહિ બનાવતા હતા તે પણ બધે શીખ્યા દાખલા તરીકે ભાઈ ચોળાની દાળના પાત્રા તો એ ચોળાની દાળના પાત્રા કેવી રીતે બનાવી શકે બહારથી લાવીને તો ઘણી વખત ખાધા છે પણ ઘરમાં કેવી રીતે બનાવવો તો એના માટે અમે શીખી લીધું કે ભાઈ ચલો પહેલાં છ અમે ચોળાની દાળને પલાળ્યા બહારથી બજારમાંથી અમે પાત્રા લાવ્યા પાત્રાને અમે કાપીને પછી ચોળાની દાળને પલાળીને પાંચ કલાક પલાળીને અને પછી એને વાટીને અમે એને ફ ખોફીણો અને ખોફીણવીને પછી એમાં મસાલો ટેસ્ટફૂલ નાખીને પછી પાત્રા પર ચોપળી દીધા જેમ બેસનના પાત્રા ચોપળીએ છે તેવી રીતે જ એને પણ ચોપળીને અને સ્ટીમ કરીને ગરમ ગરમ ખાધો તો એ પણ બહુ સરસ લાગ્યા લોચો બનાવતા પણ શીખ્યા કે ભાઈ લોચાનું ખીરુ કેવી બનાવવું તો ભાઈ પ્રોસીઝરીમાં અમે એવું શીખ્યા કે ભાઈ ચણાની દાળને પલાળીને કે ભાઈ માપ શીખી લીધું કે ભાઈ ત્રણ વાટકી પેલી ચણાની દાળ હોય તો એક વાટકી અળદની દાળ નાખો કે પૌંઆ નાખો તો એનાથી ઝીણું વાટીને પછી છ થી સાત કલાક આથો લાવો અને પછી તમે એને સ્ટીમ કરીને ખાઓ તો એ બહાર તમે જે લોચો ખાવા માટે જાઓ છો તેને બદલે તમે ઘરમાં આ લોકડાઉનમાં એ પણ અમે શીખા બીજું કે બેકરી આઈટમ કે ભાઈ કેક બનાવતા શીખો બિસ્કિટ બનાવતા શીખો અને કોફીના એમાંથી ક્રીમ અથવા તો ક્રીમ સલાડ કેવું તે શું છે આઈસક્રીમ બનાવતા શીખો આઈસક્રીમમાં પણ કે ભાઈ પાંચ માપ દૂધમાંથી કેવી રીતે તમે ફૂલ ફેમેલી આઈસક્રીમ ખાઈ શકો છો તો પાંચ માપ દૂધમાં તમે ઝીએમએસ પાવડર સીએમેસ પાવડર કોર્ન ફ્લોર એ બધું નાખીને પહેલાં તમે ફ્રીઝરમાં મૂકો અને ફરીથી એને ચિલ્ડ ચર્ન ચેક કરો ખૂબ ચર્ન કરો અને તેને ફરીથી કોઈ પણ ફ્લેવરનું બનાવવું હોય કે સ્ટ્રોબેરી છે મેંગો છે આપણે કોઈ પણ ફ્લેવર બનાવવું હોય તો તે ફ્લેવર નાખીને અને ફરીથી તમે એકદમ ચર્ન કરીને પછી પાછું ફ્રીઝરમાં મૂકો તો તમને બહાર જેવો જ આઈસક્રીમ ખાવા મળે તે પણ અમે આ લોકડાઉનમાં શીખી ગયા બીજું બેકરી આઈટમમાં પણ કેક આઈટમ કે ભાઈ ચાલો બધું ઘરમાં મળતી વસ્તુઓથી જ મેંદો છે ઘઉંનો લોટ છે કે કંઈ પણ એ બધું મિક્સ કરીને ફમ કરીને પછી કેવી રીતે કેક બનાવવું બેક એમ ઓવનમાં તે પણ સરસ રીતે અમે બહારની જેમ શીખી ગયા અને નાના નાના છોકરાઓને માટે નાની નાની ટોફીઓ કે ભાઈ બહારથી મિલ્ક મિલ્ક ચોકલેટ અથવા કે કોકોની ચોકલેટ તે લાવીને અને ઘરમાં મેલ્ટ કરીને અને ચોકલેટના શેપ્સ આપીને રેપ કરીને કેવી રીતે ઘરમાં જાતે બનાવીને કરી શકીએ છે તે પણ અમે બધા શીખી ગયા બીજું કે શાકભાજી શાકભાજીના પણ કે ભાઈ ચલો નવી નવી આઈટમો કે ઊંધિયું છે કે ભાઈ કે રીંગણનો ઓળો છે જે ઘણાનું ફેવરેટ છે તો તેમાં પણ કેવી રીતે વેરાયટીથી આપણે કરી શકીએ તો તે પણ અમે ઘણી વેરાયટીમાં શીખી ગયા કૂકિંગમાં બીજું કે કોઈ પણ જાતનો કોઈ પણ જાતનો આપણે કોઈ બગાળ નહિ કરી શકીએ એ રીતે થોડું થોડું બનાવીને કંઈ પણ રીતે આપણે કોઈ પણ આઈટમ બનાવી શકીએ અને બધું ઘરમાં આપણે હોટલની જેમ કરી શકીએ તેના માટે ઘણું આપણને માહિતી યુટ્યુબ પરથી પણ મળી જાય છે તો યુટ્યુબ પરથી પણ ઘણી બધી આઈટમો શીખ્યા જેવી રીતે કે ભાઈ કેવી રીતે બ પંજાબી સબ્જીઓ કે દિલ્લીનું ચાટ છે પછી દિલ્લીના કંઈ સબ્જીઓ છે કે સાઉથનું છે કોઈ પણ સબ્જી હોય તે કેવી રીતે છે તે પણ જાતે જાતે મટિરિયલ લાવીને અમે ઘરમાં જાતે શીખવા માંડ્યા બીજું કે કોઈ પણ રીતે ઘરમાં દૂધીનો હલવો છે ગાજરનો હલવો છે અથવા તમે માલપૂળા છે તો એ પણ કેવી રીતે બનાવી શકો એ માલપૂળા માટે પણ તમે ઘઉના લોટને એમાં ફર્મ કરીને પછી તમે ઘીમા નાના નાના પુડલા ઉતારી શકો રબડી જાતે બનાવીને દૂધને ખૂબ ઉકાળો અને દૂધમાંને રબડી જેવું થોળું મલાઈ મલાઈ છૂટે એવી રીતે આજુબાજુથી તે એવી રીતે પેણીમાં તમે ઉકાળીને રબડી તૈયાર કરીને પછી માલપૂળાની ઉપર તમે આરામથી રબડી મલાઈ તમે કરી શકો જલેબી બનાવતા શીખી ગયા તો એવી કેટલીએ આઈટમ છે જે લોકડાઉનમાં અમે રાંધવાનો પ્રયત્ન કર્યો છે શીખવાનો પ્રયત્ન કર્યો છે અને નહિ બનાવતી વસ્તુઓ પણ અમે બનાવી છે